નમસ્કાર હા બોલીએ બેન

હા બોલો ને શું કર્યું તમે દસ પાસ કર્યું બાર પાસ કર્યું શું તમે અત્યારે કઈ ડીગ્રી મેળવી છે તમે દસ પાસ કરી લીધું કે બાર પાસ કર્યું કયા કેટલાં ટકા સાથે કર્યું તમે એમ બી એસ સી કરી શકો બી એસ સીમાં પણ મૅથ્સ કે બાયોલોજી લઇ શકો અને ડીપ્લોમા કરવું હોય તો તમે કોઈ પણ કોર્સ ડિપ્લોમામાં તમે લઇ શકો જેવી રીતના જે કોર્સ તમારે કરવો હોય એ તમે કરી શકો જેમ કે એક તો એમાં તો ઍન્જીનિયરિંગના હોય છે પછી કોમ્પ્યુટરમાં કરવું હોય તો કોમ્પ્યુટરનાં બધાં અલગ અલગ કોર્સ હોય છે જેમાં કોપા હોય છે ત્રીપલ સી હોય છે એ બધું અથવા તમે પેલી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ પાસ કરવી જોઇએ તમે સારી રીતે પાસ કરો સારા માર્ક્સ સાથે તો તમને એ પણ તમારે ઉપયોગી બની શકે છે તમને જે વિષયમાં રસ હોય એ તમે કરી શકો છો હા પણ બી એસ સી અત્યારે હાલ તો ત્રણ વર્ષનું જ હોય છે બાકી જો હા તમે બીજા બી કોમ કરવું હોય કે બી એ કરવું હોય તો એને ચાર વર્ષ થઇ ગયાં છે એટલે બી એસ સી કરવાની તમારી ઈચ્છા હોય તો એમાં તમારે કોઈપણ વિષય તમે દાખલા તરીકે બાયોલોજી કે માઇક્રો બાયોલોજી કરવું હોય તો તેમાં તમે લેબ ટેક્નિશિયન બની શકો હા આવે ને

બધાં વિષયમાં ડિપ્લોમા કોર્સ કરવો હોય ને તો અત્યારના સમયમાં જો આપણે મેરિટમાં આવો ને તો જ તમારે ઘણી બધી યોગ્ય કહેવાય નહીં તો ક્હેવાય નહીં કેટલા તમે ઇન્ટેલિજન્ટ છો કેટલા તમે હોંશિયાર છો એ બધું તમને કહેવાય નહીં તો પછી હા હા હા ઍન્જીનિયરિંગમાં કોમ્પ્યુટર ઍન્જીનિયર હા આરામથી તમે કોમ્પ્યુટર ઍન્જિનિયરિંગ કરો ને એટલે આરામથી તમને જૉબ મળી જાય બરાબર અને જો લેબ ટેક્નિશિયનનું કરો તો પણ તમને આરામથી જૉબ મળી જાય અત્યારે ગવર્મેન્ટ ના મળે પણ પ્રાઇવેટ ધોરણે તો મળી જ જાય હા હા મળી જાય હા હા બોલો હા ડિપ્લોમામાં પણ મળી જશે ડીપ્લોમા પણ કરી શકાય તમારે ડિપ્લોમા કોર્સ કરવો હોય ડિપ્લો કરો તો પછી પણ ડિગ્રી તો કરવું પડે ને હા અત્યારે જે બારમામાં જેટલા પર્સન્ટેજ છે બારમામાં પંચ્યાસી પર્સન્ટેજ હોય તો ડિપ્લોમા કરવાની જરૂર નહીં તમને ડિગ્રીમાં બી એસ સી માં ગમે ત્યાં એડમિશન મળી જાય કરી શકાય કોમ્પ્યુટર ઍન્જીનિયર તો ખૂબ સરસ બૅસ્ટ કોર્સ છે કે જેથી તમે જૉબ તમને આરામથી મળી જાય હા ઓકે